ગુજરાતમાં મનોરંજનનાં સૌથી લોકપ્રિય સ્વરૂપોમાં સંગીત કીર્તિદાન ગઢવી પાર્થિવ ગોહિલ કિંજલ દવે વગેરેનું સંગીત છે પછી નૃત્યમાં જોઈએ તો રાસ ગરબા ભવાઈ ડાંગી ટ્રાયબલ ડાંસ એ બધું ખૂબ જ લોકપ્રિય છે ત્યારબાદ થિયેટર જોઈએ તો પીવીઆર દીપ આઈનોક્સ ખાવા પીવા માટેની ખૂબ સરસ બધા શોખીન હોય એવા સૌરાષ્ટ્રનાં ગાંઠિયા હાઉસ ટી પોસ્ટ વગેરે ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ બધાંને પ્રિય છે